આમ તો રોજિંદા જીવનમાં સ્વિમિંગ માટે સમય કાઢવો એ ખૂબ જ મુશ્કેલીની વાત છે મારો કોલેજનો ટાઈમિંગ છે એ સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી છે મારા સ્વિમિંગ ક્લાસનો ટાઈમ સાંજે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી છે આ દરમિયાન હું કોલેજેથી ઘરે જઈ અને નાહી અને તરત જ સ્વિમિંગ માટે નીકળી જાઉં છું ઘણીવાર ખૂબ થાકેલો હોવા છતાં પણ સ્વિમિંગ કરવા માટે જાઉં જ છું કારણ કે સ્વિમિંગ એ એક જાતનો મારો શોખ છે આ શોખ માટે હું સમય ફાળવી શકું છું કોલેજ દરમિયાન પણ ઘણો બધો થાક લાગેલો હોય છે ગમે તે થયેલું હોય પરંતુ સ્વિમિંગ માટે હું સાંજે પાંચથી આઠ સમય કાઢી જ લઉં છું આ દરમિયાન સ્વિમિંગ પૂલમાં જાઉં છું અને ત્યાં સ્વિમિંગ શીખું છું અલગ અલગ પ્રકારે સ્વિમિંગ શીખું છું કેમ કે સીધું તરવાનું સીધી રીતના સીધું તરવાનું ડાઈવ મારવાની અલગ અલગ રીતના સ્વિમિંગ શીખું છું મારો કોલેજ દરમિયાન કોલેજ દરમિયાન પણ કોઈકવાર મોડું થઈ જાય તો પણ ટાઈમિંગમાં ચેન્જ કરી અને સ્વિમિંગ ક્લાસ અટેન્ડ કરું જ છું આ રીતના હું મારે રોજ રોજિંદા જિંદગીમાંથી સ્વિમિંગના ક્લાસ અટેન્ડ કરી રહ્યો છું